પ્રેસર કૂકરમાં બનાવેલું જમવાનું જલ્દી બની જાય છે એટલે તેમાં જે બફા બફાઈ જાય છે શાક અથવા જે આપણે રાંધીએ છીએ તે જલ્દીથી વધારે બફાઈ જાય છે જેથી તેના પોષક તત્વો નાશ પામે છે તેથી તે મીઠો લાગતો નથી જ્યારે ખુલ્લામાં રાંધેલો ખોરાકને ઉષ્મા ઉર્જા મળે જ છે પણ એને બનતાં વાર લાગે છે અને પોષક તત્વો એમાં ઉર્જા ઓછી મળવાના કારણે નાશ થતા નથી એટલા માટે એ મીઠો લાગે છે